મારા હિસાબે સમાજમાં રહેવાસીઓ માટે પરિવહન અને મુસાફરીના વિકલ્પમાં સુધારો કરવા ઘણાં પગલાં લઈ શકાય એમ છે જેમકે સરકારી રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જેમકે ગવર્મેન્ટ દ્વારા આ બધી ગવર્મેન્ટ દ્વારા આ બધી માર્ગ ની વ્યવસ્થા કરાય છે કારણકે માર્ગ ઇન્ફ્રાસ્ટ્રકચર સૌથી મહત્ત્વનું છે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડવા માટે બસ ને રેલ્વે જેવાં જાહેર રેલ્વે જેવાં જાહેર પરિવહન વ્યવસ્થામાં છે અને બે વ્હીકલ ઓપ્શનો ટુ વ્હીલરના ઓપ્શનો જેમકે હોય જેમકે સીએનજી ને બાયો ડીઝલ અને ઉપયોગમાં લઈ શકાય છે અને હવે તો ઇલેક્ટ્રિક વાહનોનો પ્રોત્સાહન આપવાનું અત્યારે જેમ આપણે દેખી રહ્યાં છીએ કે સરકારે સરકારનો દસ વર્ષનો ટાર્ગેટ છે અને એ માટે ટુ વ્હીલર ફોર વ્હીલરમાં પણ ટુ વ્હીલર ફોર વ્હીલરમાં પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇલેક્ટ્રિક વ્હીકલ વધી રહ્યાં છે અને એના સિવાય બીજા પગલાં લઈ શકાય એમ છે જેમકે જાહેર પરિવહન વ્યવસ્થાનો વધારો કરી શકાય છે જેમકે બસ અને મેટ્રો સેવા નાના મોટાં ગામડાઓમાં નાના મોટાં ગામડાઓમાં સસ્તી અને ઝડપી રીતે સેવા ઉપલબ્ધ કરી શકાય મેટ્રો અને ટ્રેન જેવા વિકલ્પો દ્વારા વિકલ્પો દ્વારા રસ્તાઓ ઉપર ટ્રાફિક પણ ઓછો થાય અને એના સિવાય નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બસ અને ટ્રેન સિટી બસ અને ટ્રેનની સેવાઓ મેટ્રો જેવી સેવાઓ ચાલું રાખવી જોઈએ જેથી બધાને જેથી બધાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને અને ઘણી એવી સેવાઓ છે જે ઉપલબ્ધ છે જેથી વ્યક્તિને મુસાફર સસ્તામાં થઈ શકે અને એના માટે વિકલ્પો પણ મળી રહે અને પરિવહન વધારે સલામત કરવા માટે ટ્રાફિકનાં નિયંત્રણ કડક કરવાં જરૂરી છે જેમકે વાહન વ્યવહારમાં નિયમો વધુ કડક બનાવવા ખાસ કરીને સ્કૂલ બસને જાહેર પરિવહન માટે આપણા પગલાં ઘણાં પગલાં લઈ શકીએ એમ છીએ થેન્ક યૂ